હા બોલો સરોજ ભાઈ હા ગ્રામ પંચાયતમાંથી બોલું

બરાબર શેની પ્રોસેસ હા પણ આ જિલ્લા જિલ્લાની પેલી એજન્સીમાં જવાનું માટીનું માટી રહી કઈ કઈ ટાઇપની માટી છે કાળી માટી છે ચીકણી માટી છે ના એનો શેમ્પલ શેમ્પલ લઈ આવવાનું પછી લેબોરેટરીમાં મોકલી આપીશું ગ્રામસેવક ખરા ને એ તાઈ તાઈ વિકાસ અધિકારી

તમે એક વાર તમે એક વાર તમે માટી લઈ આવજો એનું સેમ્પલ આપણે લેબોરેટરીમાં મોકલી આપીશું લેબોટરી તો ઘણી જગ્યા પર છે પુના છે હં હમ આઉટ સ્ટેટમાંથી જ છે એટલે પંદર પંદર દિવસમાં તો લેબોરટી કરીને આવી જશે પછી હં કઈ વસ્તુ એની પર ઉગાડવાનું છે તે બીજ વાવેતર કરવાનું છે તે પછી ને તે પ્રમાણે વાવેતર કરવાનું કંઈ નહીં સેમ્પલ તો મોકલી આપજો હા હા એ બધું આવશે હા એ બધું બધી જ માહિતી આપશે હાં કે બધી જ માહિતી મળી જશે હા પણ હવે તમે લઈ આવો બે ત્રણ દિવસમાં નમૂનો મધ્ય માટીનો આપણે સેમ્પલ મોકલી આપીએ બહાર પુના છે ગમે ત્યા બી લેબોરટી ઘણી બધી છે બસ બોલ બીજું કંઈ માહિતી આજે હા એ તો હં કંઈ વાંધો નહીં સારું સારું સારું ચાલો